શું ચિતરવું એ માટે મુંઝવણ તો ઘણી હોય છે એ તો જલ્દી નક્કી કરી શકાતું જ નથી પરંતુ જ્યારે પણ મને એમ થાય કે આજે હું કંઈક ડ્રોઈંગ કરું તો મને એમ થયું હું ફૂલકારી ડીઝાઇન બનાવું ક્યાં તો પછી કોઈ ભગવાનનું ચિત્ર બનાવું ભગવાનનું ચિત્ર બનાવવું સૌથી સરસ શરૂઆતમાં ડ્રોઈંગ કરવાની કરી હતી ત્યારે મને ઇન્ટરેસ્ટ પડ્યો ત્યારે તો હું ફક્ત ડીઝાઇન્સ જ બનાવતી હતી પણ હમણાં થોડા વખતથી હું ભગવવાનના ડ્રોઇંગ્સ બનાવું છું અને એ પણ એટલા માટે કે મને એવું લાગે છે કે ભગવાનના ચિત્રો ડ્રૉ કરવાથી તમે એક આધ્યાત્મિક તરફ તમારો જીવન લઈ જાય લઈ જાવ છો અને એ કરતાં કરતાં કરતાં તમારા મગજના વિચારો પણ એટલા બધા પોઝિટિવ થાય છે કે તમને એ ડ્રોઈંગ કરવાનું વધારે પછી ગમે અને એના માટે હું ગમે એટલો સમય ફાળવી શકું કારણ કે મારો ફ્રી સમયમાં હું સૂઈ નથી જતી એ સમયમાં હું આ ડ્રોઈંગ કામ પર વિચાર કરું છું અને એ એના પર હું કામ કરું છું ધીરે ધીરે પહેલાં ફક્ત ડ્રોઈંગ જ કરું છું પછી મને એમ થયું કે મારે આમાં રંગ પણ પૂરવો જોઈએ તો મને વધારે એ ચિત્ર જીવંત લાગશે તો ધીરે ધીરે હું હવે એમાં રંગ પૂરવાનું કામ શરૂ કર્યું છે પણ એનાથી મને વધારે પ્રેરણા મળે છે કે વધારે મારું જીવન આધ્યાત્મિક તરફ જતું હોય એવું મને લાગે છે અને એના કારણે મારા વિચારોમાં પણ ખૂબ ખૂબ ખૂબ પરિવર્તન આવ્યું છે જેનાથી મારા જીવનમાં અને મારા ઘરમાં પણ લોકોને સારો એવો ફાયદો મળ્યો છે એટલે ડ્રોઈંગ કરવું એ તમે ઘણી વખત એવું હોય છે કે તમે પો તમારા મનની વાત કોઈને કહી નથી શકતા તો તમે ડ્રો કરીને તમારા મનની વાત તમે એ કાગળ ઉપર રૂપાંતરણ કરી શકો છો અને એ ડ્રોઈંગ જો તમે કોઈને બતાવો તો એ વ્યક્તિ પણ ખાસ સમજી શકે કે તમારા મનની અંદર શું ચાલી રહ્યું છે તો ડ્રોઈંગ એક એવી વસ્તુ છે કે જે તમારા મનની વાત તમે કોઈને નહિ કહી શકો તો પણ તમને તમે બોલ્યા વગર સામેવાળી વ્યક્તિને સમજાવી શકો કે તમારાં મનમાં શું ચાલે છે એટલે માટે જ મને ડ્રોઈંગ કરવું વધારે ગમે છે